લાંબ બાઈક્સના કહું તો બાઇક તો એક મારી એક હૉબી છે બાઇક રાઇડિંગની તો મારૂં જે જૉબ છે ફિલ્ડ વર્ક એમાં તો મારે બાઇક લઈને ફરવાનું જ હોય છે આપણે યાત્રાની વાત કરું તો ડેઇલી એક નવી નવીન યાત્રા અને નવા નવા રૂટ્સ હું કરું છું બાઇક ઉપર તો હવે એક જે છે અમારું કે રીજન ટુ રીજન કવર કરવાનું હોય છે તો મારૂં ઍવરેજ ડિસ્ટન્સ સિક્સ્ટી ટુ સેવન્ટી કિલોમીટરનું હોય છે જે એક લાંબી એક યાત્રા કહેવાય તો એ સળંગ સેવન્ટી કિલોમીટર્સ હું ટ્રાવેલ કરું તો એ પૉસિબલ નથી તો હું વચ્ચે થોડો થોડો બ્રેક લઉં જ છું પંદર દસ કિલોમીટર પંદર કિલોમીટરમાં કે વીસ કિલોમીટરમાં એ ટાઇપનું હું સેટ કરું છું કે જયાં જે ટાઇમે આપણે પ્લાન કર્યું છે એ ટાઇમ પર આપણે પહોંચવાનું છે પણ આમ સળંગ તો ના ચલાવાય તો એટલા માટે હું થોડું થોડું બ્રેક લઈને આપણી યાત્રા પૂરી કરું છું બરાબર અને ખાવામાં હું ખોરાકમાં કહું તો ટ્રાવેલિંગ કરતી વખતે સેવન્ટી એઇટી કિલોમીટર હોય તો આપણે ટ્રાવેલિંગ કરતી વખતે લાઇટ જ ખોરાક ખાવાનો હોય કેમ કે એ લાઇટ ખોરાક હોય તો આપણે ઊંઘ તો પહેલી વાત તો દબાવીને ખાઈ લીધું હોય તો ઊંઘ તો આવશે જ દબાવીને જો ખાઈ લીધું હોત તો પણ આપણે લાઇટ ખાવાનું એ જ કારણ છે કે ઊંઘ ઊંઘ આવે નહીં રસ્તામાં એકદમ સ્મૂધ ચાલે બરાબર છે અને ત્યાં મંજીલ આપણી જે આવી જાય પહોંચી જાઉં ડેસ્ટિનેશન પર તો પછી ત્યાં જઈને હું પ્રોપર ખા ખાવાનું ખાઉં છું લંચ કે ડિનર જે બી ટાઇમ હોય એ હવે કમરનો દુઃખાવાનું તો ઍક્સપિરિયન્સ થાય જ છે પણ રૅગ્યુલર નથી થતો મને કે કેમકે હું બ્રેક લઉં છું તો એટલે હા જે લગભગ લાંબી ટ્રીપ હોય દોઢસો બસો કિલોમીટરની હોય બાઇક પર ટ્રીપ તો પછી કેટલું બી બ્રેક લઉં થોડું તો પેઇન થાય જ તો બૅક પેઇનનો તો એ ઇશ્યૂ રહેવાનો જ બાઈકમાં રાઇડિંગમા લૉંગ ડિસ્ટન્સમાં